હેલો હા જી બોલો કોણ હહહ તમારે ઓહોહો

હા હા હા હહહ હા મારી એક વાત સાંભળશો તમારી ઉંમર તમારી ઉંમર બતાવી શકશો ના ના મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો તમારી ઉંમર કેટલી છે હા તો હવે શાંતિથી મારી વાત સાંભળી લો તમારી ઉંમર અઠ્ઠોતેર છે ભલે રહી પણ હવે જે અંગ્રેજી દવાઓ છે તે હું નથી કરતો હું ફક્ત આયુર્વેદિક દવા કરું છું અને આયુર્વેદિક દવાનું રિઝલ્ટ લાંબા ગાળે સારું આવે એટલે થોડી તમારે રાહત રાખવી પડે બરાબર હવે નોટ પાણીમાં તો એવું છે કે અમે છેને હવે તમે સદભાવના વૃદ્ધાશ્રમમાં જ છો તો પછી હવે તમારી પાસે શું વધારે લેવાનો મિનિમમ ચાર્જ લઈશું ઓછામાં ઓછા પૈસાથી તમારી

ટૂંકમાં અમારી ગેરંટી છે કે તમને છ મહિનાની અંદર કમ્પ્લીટ ચાલતા કરી દેવાના કોઈ પણ જાતની તકલીફ ન રહે હા અને પૈસાની બહુ ચિંતા નહીં કરતા પૈસા બહુ ઓછા લઈશ હું મારે અમે માલદારની વાત જ નથી કરતા અમે તો ગરીબોની જ સેવા કરવા બેઠા છીએ ના નોટ નોટ એટલી જ અમે નથી જ માનવતા પણ રાખી છે તમારે ખાલી એક નોટ એક નોટ આપજો એક નોટ બસ વેલકમ હ